હલો ઉબરમાંથી બોલો હા કાલે મેં ટેક્સી બુક કરાવી છે સવારે નવ વાગ્યાની ટ્રેન છે તમે આવી જશો ને સવારે ચોક્કસ અમે ત્રણ જણ સામાન બી વધારે છે એટલે વ્યવસ્થિત ગાડી લાવજો ટાઈમસર પહોંચાઈ જવું જોઈએ ત્યાં રેલવે સ્ટેશન પર વચ્ચે ટ્રાફિક બધું નડે બધું એટલે પહોંચતા ય વાર લાગે એટલે સમયસર આવી જજો ગાડી લઈને